મજામાં તમે કેમ છો સર તમારું સ્વાગત છે અમારા આયુર્વેદિક સેન્ટરમાં બોલો શું તકલીફ છે તમને હા બરાબર હા સર જે આજકાલના લોકોનું દૈનિક જીવન છે એ પ્રમાણે લગભગ દસમાંથી નવ જણને આ તકલીફ તો આજકાલ જોવા મળે જ છે કારણ કે હવે ખોરાક એવો થઈ ગયો કામનાં કારણે પણ આપણે પૂરતું પ્રોટિન વિટામિન્સવાળો ખોરાક લેતા નથી જીવન છે હવે એ સાત્વિક રહ્યું નથી તો એના કારણે આ તકલીફ તો થાય જ છે પણ આયુર્વેદમાં એનો ઉપચાર પણ છે તો પહેલાં તો કેમ કે આપણને કબજિયાત વગરે રહે છે એનાં કારણે જ ઊંઘ નથી આવતી તો આપણે પહેલું આપણું કાર્ય રહેશે કે આપણે પેટને સાફ કરવાની પ્રથમ કોશીશ કરીએ તો એ માટે આપણે બોલો તો એના માટે આપણે જમવા ઉપર જેમ કે તમે બપોરે જમો છો રાત્રે જમો છો તો જમતા પહેલાં તમારે એક ચમચી ઘી લેવું જમ્યા પછી પણ એક ચૂરણ છે જેમ કે જીરું ધાણાં સાકર અને ઘી બધાને એક સરખાં માપમાં લઈને જમ્યા પછી એને ચાવવાથી પણ પાચનમાં સારું એવું રહેશે અને કેમ કે તમને ઘી લીધું છે તો એનાથી તમારા આંતરડા વધારે સ્મૂધ બનશે તો કબજિયાતની તકલીફ એનાથી અ મોટા ભાગે દૂર થઇ જશે બરાબર નથી બરાબર બિલકુલ આયુર્વેદિક એક ચોક્કસ અ ટ્રીટમેન્ટ કરીને આપે છે અને એનાથી બિલકુલ સો ટકા ફાયદો થાય જ છે જેમ કે તમારે કંઈ જ નથી કરવાનું તમારે જમતા પહેલાં ના એવું નથી પણ કેમ કે આયુર્વેદિક જડમૂળમાંથી રોગનો નાશ કરે છે તેનાં માટે એલોપેથી કરતા થોડો વધારે ટાઈમ આયુર્વેદિક લે છે પણ એનો મતલબ એ નથી કે ઘણો જ વધારે લાંબો સમય લાગી શકે તમારા માટે અત્યારે પહેલાં તો તમે જમતા પહેલાં જેવું કે મેં કીધું એમ ઘી લેવાનું એક ચૂરણ બનાવવાનું તમને કીધું છે એ લેવાનું આ બે વસ્તુથી

પંચકર્મમાંથી હા હા કબજિયાત દૂર કરવા માટે બે પ્રક પ્રકિયા મેઇન છે પહેલાં તો અમે તમને એનીમા આપીશું એના કારણે તમારું પેટ સાફ રહેશે અને બીજું છે ઠંડી પટ્ટી ઠંડી પટ્ટી જે આપણે કપાળ પર ગળા પર અને પેટ પર લગાવવામાં આવે છે એનાથી પણ ગૅસ ઍસિડિટી ડીટોક્સ થશે તમારું બૉડી તો આ બે વસ્તુથી તમને ફાયદો થશે તો તમને રોજ આ ટ્રીટમેન્ટ કરવી પડશે કૉસ્ટિંગ કૉસ્ટિંગ કેમ કે આયુર્વેદિક બહુ જ સસ્તું હોય છે તો તમે ફક્ત બસો રુપિયામાં આટલી ટ્રીટમેન્ટ લઇ શકો છો હા બરાબર ના વીસ મિનીટ જેટલું એનિમા માટે અને વીસ મિનીટ જેટલું ઠંડી પટ્ટી માટે તો ચાળીસ મિનીટમાં કમ્પલિટ થઈ જાય